હલો બીએસએનએલ ટેલિફોન કંપનીમાંથી વાત કરો છો મારે બિલિંગ વિભાગમાં વાત કરવી છે મને ફોન જોડી આપશો હેલો હું કિરણ બેન બક્ષી વાત કરું છું સર એમાં એવું છે કે મારા ઘરે જીરો બસો અળસઠ ચોવીસ પચીસ છવીસ નંબરનો લેન્ડ લાઈન છે અને હમણાં જ મેં ઘર બદલાવ્યું છે અહીં એ નંબર ચાલુ થઈ ગયો છે પણ મારે બિલિંગ જૂના સરનામા ઉપર ના આવે અને નવા સરનામા ઉપર આવે એવો ફેરફાર કરવો છે મારું જૂનું સરનામું સી પાંચસો પાંચ સ્રીજી રેસિડેન્સીમાંથી બસો એક યમુના નગર નડિયાદમાં ફેરવી છે મને આ કામ કરી આપશો થેન્ક યુ